હલ્લો હલ્લો અ એનજીઓમાંથી વાત કરી રહ્યા છો હા તો મારે એમાં એકચ્યુલી એવુ હતું હું અહિયા ગામમાં પલાસવાડા વડોદરામાં પલાસવાડા નામનું ગામ છે ડભોઇ તાલુકા ખાતે તો એમા વુમન એમપાયર વુમન શું કેવાય ઉદ્યોગ માટે જે મહિલાઓને કામ આવી શકે એના માટે વાત કરવી તી એજ એટલે એમાં એવુ કે અ શુ કહેવાય મહિલાઓને એમને કામ અપાવું હતું કે એનજીઓમાં કામ ના મળે કે લાઇક એમને બિઝનેસની પ્રવુ શીખવવા માટે એના માટે જાણકારી જોઈતી હતી તમારી પાસે તો અમારા ગામમાં બી કાર્ય ચાલુ કરી શકીએ ને અમે

હા હા

હા હા બોલો બોલો ઓકે તો અમે એ એવું વિચારતો હતો કે મારા જ ગામમાં કોઈ આમ જગ્યા છે સારી ત્યાં એક એંપાયર સ્ટ્રક્ચર ઊભું કરી કે જ્યાંથી મહિલાઓને શીખવવા મળે કે ભાઈ આ રીતે આ વસ્તુ છે તો તમે આ વસ્તુને બનાવાની રીત શીખવો પછી એ બનાવીને તમારે વેચવું હોય તો એ તમારો રોજગાર બી થઈ શકે છે મા ધારો કે આ વચ્ચે હમણાં કઈક એક મૂવી આવ્યું હતું પેડમેન કરીને એમાં કેવી રીતે આમ એ પુરુષ મહિલાઓની મદદ જ કરતો હતો પ્લસ મહિલાઓને શીખવીને એમને રોજગાર અપાવતો હતો એમને ખબર પડી કે આ વસ્તુ આ વાસ્તવિકમાં છે તમારી ભલાઈ માટે છે એમ એકઝેટમાં એવી રીતે

તો હું તમને અ શું કહેવાય અ થોડા અહિયા ગામમાં મારે વાત કરીને હું શું છે શું નહી બધાની સહસંમતિથી જેની પણ એ હોય એટલે પછી કોલ હું શું કહેવાય જણાવી દઇશ હ ને ઓકે ઓકે